હેલો એ મારે છે ને એક આવી રીતે મારા બે જણાંને જવાનું છે નાગપુર તો એમના માટે મારે આવી રીતે એક સફર માટે કેબ સર્વિસ જોઈએ છે તો મને એની થોડી માહિતી આપશો પહેલાં તો રાજકોટથી નાગપુર મહારાષ્ટ્રમાં આવ્યું ને હા ત્યાં જવાનું છે અને બે જણાં છે હા અને મને છે ને એસયુવી ગાડી જોઈએ છે અને બે જણાં છે એટલે કેટલો સમય લાગશે તમે કેટલાં સમયમાં પહોંચાડશો હ અચ્છા પંદર કલાકમાં ને હા તો અ આ તમે ક્યાં ક્યાં સ્ટોપ લેશો અમદાવાદ સુરત અને ડાયરેક્ટ નાગપુર ઓકે હ તો એ કહો કે ટોટલ કેટલો સમય થશે તમે એમ કહો છો કે પંદર કલાક થશે તો કઈ રીતે થશે અને બીજું કે તમે કેટલો કિંમત લેશો એમને ત્યાં વતનમાં પાછા ફરવાનું છે તો તમે એ રીતે કહો બરાબર છે અને જેટલું સુરક્ષિત રીતે તમે એ લોક એને પહોંચાડી શકો એવી રીતે મારે પહોંચાડવાના છે તો કેટલાં થશે અને કેટલાં સમયમાં થશે એ તમે મને જરાં જણાવો